હા મેં મારું એક ગ્રુપ હતું એની જોડે હાઈકિંગ કરેલું છે એની સાથે હાઈકિંગ પર ગઈ હું છું હું તો અને સોલો હાઈકિંગ પણ મેં ખૂબ કર્યું છે તો હાઈકિંગ કરવું મને બહુ ગમે હાઈકિંગ પર વધારે તો હું સૌપ્રથમ થોડાક ડિસ્ટન્સ સુધી ગાડી લઈને જાઉં અને પછી પગ વડે હું વધારે ચાલુ અને જે કુદરતી નજારો હોય તેને વધારે માણુ છું પછી બધી જગ્યાએ જઈને થોડુંક થોડુંક ખાવાનું ખાઉ મને ખાવું ભી બહુ ગમે એટલે હાઈકિંગ હાઈકિંગ પર ખાવું ભી ખાઈને એક આનંદ અલગ જ આવે અને એવી રીતે હું મારા જીવન દરમિયાન હાઈકિંગ કરતી રહું છું અને ગ્રુપમાં પણ મજા આવે બધા જોડે રહેતા હોય વાતો કરીએ ફરીએ એક બીજાને સમજીએ તો વર્ષમાં એક વખત હાઈકિંગ કરવું જોઈએ